હેલો આઇ આઈ સી ટી સી માંથી વાત કરો છો હેલો મેડમ મેં હાલમાં જ ટ્રેનની મુસાફરી કરી હતી તો મારો જે ટ્રેનનો ઉત્તમ અનુભવ થયો મને એ હું તમને જણાવા માટે મે તમને ફોન કર્યો છે મારુ નામ અસ્મિતા છે અને તાજેતરમાં જ મેં ટ્રેનની મુસાફરી કરી હતી હું આ માર્ગ દ્વારા મારી સકારાત્મક જે અનુભવો થયા મને તે તમને શેર કરવા માંગુ છું મારી મુસાફરીનો અનુભવ ખૂબ જ ઉત્તમ રહ્યો ટ્રેન જે છે એનો સમય ખૂબ જ સરસ હતો ટ્રેન એકદમ સમયબદ્ધ રીતે આવતી હતી અને જતી હતી ટ્રેનનો સ્વચ્છતા છે એ પણ ખૂબ જ સરસ હતી શ્રેષ્ઠ જોવા મળી સ્વચ્છતા બાબતે અને કર્મચારીઓનો વ્યવહાર એ ખૂબ જ સરસ હતો બધા કર્મચારીઓની સેવા ખૂબ જ સરસ હતી તેના પર વિશેષ ધ્યાન આપવાને યોગ્ય છે કર્મચારીઓનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હતો અને આજે મુસાફરીનો મારો જે અભિગમ છે એ હકારાત્મક રહ્યો તે માટે હું તમારો આભાર વ્યક્ત કરવા માંગુ છું આ પ્રકારની સેવાઓને કારણે અમે જે મુસાફર છીએ એ ખૂબ જ સારું એવું અનુભવ કરીએ છીએ અને અમારો જે મુસાફરીનો અનુભવ છે એ સારો બનાવામાં આ બધું ખૂબ જ મદદરૂપ થાય છે તો આ તમારી જે સેવા છે એના એ ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય છે એના માટે હું તમારો આભાર ધન્યવાદ માનવા માંગુ છું